વેપાર શરૂ કરવામાં ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણો એવો પ્રકારનો સામનો કરવો પડે છે કારણ કે તે લોકો પાસે નવો ધંધો જે ચાલુ કરે અથવા તો કંઈક વેપાર શરૂ કરે તે માટે તે લોકો પાસે પૂરતા નાણાં નથી હોતા હવે આ નાણાંની જરૂરિયાત ત્યારે ઊભી થાય કે એ લોકો પાસે કંઈક આરો જ ના હોય ત્યારે લોકોને ખૂબ આ વેપાર કે ધંધો કરવાની જરૂર પડે છે અને પોતાના પરિવાર્સનું રક્ષણ કરી શકે તેના માટે પણ તેણે નાણાં જોઈતા હોય છે એના માટે એ વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે હવે આ વેપારમાં પડકાર એવો થાય છે કે એ લોકો પાસે નાણાં નથી હોતા તે લોકો લોન પર પોતે ટકેલા હોય છે હવે આ માટે તે માણસ અરજી તો કરે છે બેંકમાં પણ ત્યારે એ લોકોને લોન માટે થોડીક એવી મુદલ આપવામાં આવે છે જ્યારે એ અરજી ફગાવી દેવામાં આવે છે અને એમાં જે અન્ય અંદર ઉપસ્થિત જે માણસો છે કર્મચારીઓ છે ત્યાંના જે સ્ટાફ છે એ લોકો પૂરતા આ વ્યક્તિ ઉપર અથવા તો કે જે વેપાર ગામડાના જે વ્યક્તિઓ હોય ત્યાં આવી સલાહ નથી હોતી કે તે લોકોને પૂરેપૂરી લોન ભાળો લોન આપવામાં આવે આ લોન ન આપવાને કારણે તે લોકો પાસે પોતા નાણાં પણ નથી હોતા તેથી તે માણસ કચાઈ જાય છે તેની પાસે કંઈક શરૂ કરવા માટેનો કોઈ વિકલ્પ રહેતો નથી તે માટે કર્મચારી પણ કર્મચારીને પણ દોષિત થાય છે કારણ કે કર્મચારી લોકો આગળ સુધી વાત પહોંચાડતા નથી જ્યારે તે માણસને જરૂર ઊભી થઈ છે તે તે તેની માંગણી ફગાવી દેવામાં આવે છે તેને લંબાવી દેવામાં આવે છે જે માણસે જે જ્યારે જરૂર હોય ત્યાર ત્યાર સુધીની વિગત આપી દેવામાં આવે છે પરંતુ તેના તે ટાઈમે અથવા તો મહિનામાં એક મહિનામાં આ વિગત એને પહોંચાડી દેવામાં આવવી જોઈએ જેથી તે માણસને પૂરેપૂરો વિકલ્પ મળી રહે કે મારો વેપાર શરૂ થાય છે અને તેને પૂરતા નાણાં મળી રહે તેમાં જે માણસો હોય છે એ લોકો ફગાવી દેતા હોય છે કે આ માંગણી સ્વીકારવામાં નહીં આવે અને ગામડાંઓમાં એટલી ફેસેલીટી પણ નથી આપવામાં આવતી માંડ બે ગામડા વચ્ચે એક બેન્ક હોય છે તેમાં પણ નાનેથી મોટે સુધીના માણસો હોય છે ગામડામાં પણ પણ જે માણસો જેને આવી રીતે ભીડો પડે છે મતલબ પડકાર થાય છે આવી રીતે તે માણસને બેન્ક પૂરેપૂરી મદદ કરી શકતું નથી લોન આપી શકતું નથી અથવા તો તેને કંઈક આર્થિક રીતે અથવા તો બીજી કોઈ રીતે મદદ કરી શકતું નથી હવે ગામડાઓમાં તો જે વિકલ્પ છે તે એક જ છે કે જે ખેતી કરે અથવા તો કોઈક ધંધો કરે અથવા તો કંઈક ઓલી કરિયાણાની વેપાર કરે આ રીતે તે નવો વેપાર શરૂ કરી શકે પરંતુ ત્યારે એ વેપાર ક્યારે કરે શરૂ કરી શકે કે જ્યારે એની પાસે પૂરતા નાણાં હોય પૂરતા પૈસા હોય અને જગ્યા હોય જગ્યાનો તો અભાવ નથી હોતો પણ નાણાંનો અભાવ હોય છે તો બેન્ક અને બેન્કના કર્મચારીઓને એટલું મતલબ સરકારને એટલી વિનંતી છે કે એ લોકોને જો પૂરેપૂરું નાણો નાણું આપવામાં આવે નાણું આપવામાં આવે તો એ લોકો આ બધી જે ખેડૂતની જમ જરૂરિયાતની વસ્તુ છે અથવા તો તે લોકોના પૂરતી વેપારની જરૂરિયાત ઊભી થઈ છે એ લોકોને જે પડકાર કરવો પડે છે એ સ્થગિત થઈ જાય એતો એ લોકો પોત પોતાનું ભરણ પોષણ કરી શકે તે લોકો ખુદનો વેપાર શરૂ કરી શકે વેપારમાં તો જોવા જઈએ તો એ લોકો પોતની ખેતી કરી શકે પોતે કંઈક ખેડૂતના ખે ખેતીના જે સામાનો હોય એ વેચી શકે ટેક્ટર છે તેના કોઈક સામાન છે તે વેચી શકે અથવા તો નાની એવી મેડિકલ શોપ છે એ ખોલી શકે દુકાનદાર હોય એ દુકાન ખોલી શકે આવી રીતની જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ લોકો પૂરી પાડી શકે છે પોતાને અને પોતાના પરિવાર માટે તે લોકોને પૂરેપૂરી સરકાર તરફથી નાણાંની અને બધી એવી સુવિધા આપવામાં આવી જોઈએ કે એ લોકોને આગળ જતાં આવનારા વરસોમાં એ લોકોની આવનારી પેઢીમાં આવી કોઈ જાતની મુશ્કેલી ન આવે હમણાં આપણા મોદી સાહેબે પેલી સ્ટાર્ટઅપની જે સુવિધા બહાર પાડી છે સ્ટાર્ટઅપ ઇનોવેશન તો એમાં પણ એ લોકો પાર્ટીસિપેટ થાય એ લોકોને પણ આ બધી જોગવાઈઓ મળે એ લોકો પણ આ બધું રીતે ન નવી રીતે નવો વેપાર શરૂ કરી શકે ગામડાઓમાં એવું છે કે નાનું નાની નાની વસ્તુની પણ જરૂરિયાત પડતી હોય પણ ત્યાં એ વસ્તુ ઉપલબ્ધ નથી હોતી તો જે આ સ્ટાર્ટઅપ ઇનોવેશન જે છે તેના લીધે એમાં એમાંના એમાં આપણને પણ મદદરૂપ થઈ શકે છે ગામડાઓમાં જે બધા ઘણા માણસો છે જે બેરોજગાર છે બે નાણાં વગરના માણસો છે એ લોકો પાસે પૂરતી રકમ હોતી નથી તો એ લોકો પૂરેપૂરી રકમ પણ વાપરી શકે એ લોકો પૂના પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લઈ શકે તે લોકો મેડિકલ છે શાળા માટે જે ઉપયોગી એવી સ્ટેશનરી માટે જે કંઈક આવે એ એ પણ એ લોકો પોતે સ્ટાર્ટઅપ કરી શકે છે નવો વેપાર શરૂ કરી શકે છે ખેડૂત છે એ ખેતુની ઓર્ગેનિક ખેતી કરી શકે છે બધી જે દવાઓ મળે છે તે કરી શકે છે ખેળુતો ખેડૂતના જે સામાન હોય છે એ વેચી શકે છે એવી રીતે પોતાનું ગુજરાન ચલાવી શકે છે તેમાં સરકારની એક જોગવાઈ કે એક વિનંતી છે ગામડાઓ તરફથી કે ગામડાના લો ગામડામાં રહેતા માણસો તરફથી કે પોતે સરકાર આ લોકોને એટલા કેપેબલ રાખે કે એ લોકોને પૂરેપૂરી જોગવાઈઓ કરી આપે તેનાથી એ લોકો માણસો પોતાની જોગવાઈ કરી શકે પોતાનું ભરણ પોષણ કરી શકે અને તે લોકોના પરિવારને આગળ જતાં કંઈક પ્રોબ્લ્મ ન આવે કંઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકારને અપીલ કરવામાં આવે આમાં આ માટે ગ્રામ્ય ભારતમાં વેપાર વેપાર માટે મદદરૂપ થવા માટે સરકારને પક્ષ આપવો જોઈએ કે સરકાર આને બેંકને અનુલક્ષીને બેંકમાંથી એ લોકોને યોગ્ય નાણાં આપી શકે અને એવું ન કરવું જોઈએ કે જે માણસને લોનની જોગવાઈ મૂકી છે જે માણસે તેને આવનારા મહિનામાં કે એક વર્ષ સુધીનો ટાઈમ આપીને એટલી લાંબી લોનની સુવિધા કરે પણ ટૂંક સમયમાં તેને લોન આપવાની જોગવાઈ કરે તો એ માણસ પૂરેપૂરો એ વેપાર શરૂ કરવા માટેનો સમય આપી શકે તેનો સમય ન બગડે તેને પૂરતા નાણાં મળી શકે અને તે પોતાની રીતે સ્ટાર્ટઅપ કરી શકે અને નવો વેપાર ચાલુ કરી શકે તે માટે એને પૂરેપૂરો સમય મળી શકે અને મેન વસ્તુ તો આમાં એ છેકે તમે જેટલી જેટલું લેટ કરશો કે લોન ધારો કે સરકાર બેંકને આવી રીતે કામ આપવામાં લેટ કરે છે તો એ બેન્ક લોન આપવાનું જે કામ છે એ જો સ્થગિત થાય દિવસે ને દિવસે હો સ્થગિત થશે તો પછી એ લાંબો ટાઈમ જશે એમાં જે માણસ બેરોજગાર છે એ પાયમાલ થઈ જશે એની પાસે કઈ રહેશે નહીં એ એનું ગ જે ગુજરાન છે એ ચલાવી શકે નહીં પૂરતું પૂરતી રીતે એટલે જે ફાળવણી તમે જે છો સાત આઠ મહિનામાં આપવાના છો વરસમાં આપવાના છો એ ટૂંક સમયમાં એને એની પાસે લોન મળી જવી જોઈએ જેથી એ આર્થિક જોગવાઈ પૂર ક પૂરી કરી શકે એ એનું જે નવું વેપાર છે એ ચાલુ કરી શકે આ રીતે એનું ગુજરાન ચલાવી શકે એ સરકારને અપીલ કરવામાં આવે છે અને આ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ પડકારોનો સામનો માણસો કરી રહ્યા છે આવનારા સમયમાં આવું થાય એટલે સર આવું ન થાય તે માટે સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ